હા વીજળીથી ચાલતાં ઘણાં બધા સાધનો એવા છે તો જેનો ઉપયોગ કરવો આપણને ખૂબ જ ગમે છે જેમ કે ટી વી છે ફ્રિજ છે વોશિંગ મશિન છે લેપટોપ છે ઇલેક્ટ્રિક ઘરઘંટી છે કે પછી કોઇપણ ખેતી ઓજારમાં વપરાતાં સાધનો છે એ વાપરવાં આપણને ખૂબ જ ગમે છે કારણ કે એ વાપરવાથી આપણું કામ પચાસ ટકા અડધું થઇ જાય છે આપણે બહુ શ્રમ કરવો પડતો નથી પરંતુ એનાં ખતરાઓથી પણ આપણે વાકેફ રહેવું જોઇએ આપણને જાણ હોવી જોઇએ કે જો એનાથી આપણને કોઈ એવો શોટ લાગે કોઈ એવી અકસ્માત બને કોઈ એવી ઘટના બને કે કે જો તમને શોર્ટ લાગે તો તમે જાનથી પણ જઇ શકો છો તે માટે એની ખૂબ જ કાળજી રાખવી પડે આપણે જે ટાળવી જે ટા તકેદારી રાખવી પડે કે જેને આપણે ટાળી શકીએ દાખલા તરીકે આપણે વોશિંગ મશિનનો ઉપયોગ કરતા હોય કપડાં ધોતાં હોય તો આપણાં કપડાં ધોઈ રહ્યાં છે ધોવાઇ રહ્યાં છે ત્યારે એ સમય દરમ્યાન આપણે ભીના હાથે આપણે ઇલેક્ટ્રિક બોર્ડને કે સ્વીચ બોર્ડને અડવું જોઇએ નહીં તેમજ જેમ કે આપણે ફ્રિજની સફાઈ કરી રહ્યા છીએ અથવા તો ફ્રિજની અંદરથી કોઈ વસ્તુ આપણે લેવી છે અથવા તો કોઇ વસ્તુ આપણે મૂકવી છે તો પણ એ ધ્યાન રાખવું જોઇએ કે ફ્રિજ જ્યારે આપણે ખોલીએ છીએ બંધ કરીએ છીએ અથવા તો ફ્રિજની જ્યારે આપણે સફાઈ કરીએ છીએ ત્યારે તેની સ્વીચ બંધ કરી એની પીન કાઢી લેવી જોઇએ જો શોટ લાગે તો અકસ્માત થઇ શકે ને આપણે જાનથી પણ જઈ શકીએ એવી રીતે પંખો છે મિક્સર છે મિક્સરમાં પણ ધ્યાન રાખવું પડે પંખામાં પણ ધ્યાન રાખવું પડે પંખો દાખલા તરીકે સામાન્ય ચાલતો બંધ થઇ ગયો હોય અને આપણે જો હાથ અડાડીએ તો આપણને કરંટ આવવાની શક્યતા રહે છે અને આપણને શોટ લાગી શકે છે અને આપણે જીવ પણ જઇ શકે છે આવી રીતે ઇલેક્ટ્રિક વસ્તુ સાંભળ સાચવવાથી એનાં ખતરાઓથી આપણે વાકેફ રહેવું જોઇએ આપણે ધ્યાન રાખવું જોઇએ